હું આપણા અત્યારના યુગની વાત કરી અત્યારના યુગની અંદર આપણે જે વાઈફાઈ છે મોબાઇલના ડેટા છે એની વાત કરી છીએ તો એનો આપણો રોજબરોજની ક્રિ ક્રિયાની અંદર આપણો ઉપયોગ કરતાં જ હોઈએ છે સવારે ઊઠીએ ત્યારથી આપણે સવારનો ઊઠીએ ત્યારથી આપણે ઍલારામથી માંડીને રાત્રે સૂઈ ગયા ત્યાં સુધીનું બધું જ આપણે કામ પોતાના મોબાઈલ ઉપર કરવામાં આવે છે તે મોબાઈલ દરમિયાન આપણે વાઈફાઈનો ઉપયોગ કરવાનો હોય છે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરવાનો હોય છે આખો દિવસની અંદર આપણે વાત કરીએ ને તો આપરે રોજની બે જીબી હોય કે ત્રણ જીબી હોય આપણે કોઈ બી વ્યક્તિ હોય એ પોતાના મનોરંજન માટે પોતાના કામ માટે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરતા જ હોય છે ઘણી વખત આપણે જ્યારે ફ્રી હોઈએ છીએ તો મનોરંજન માટે આપણે ફોનના ડેટાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ કારણ કે આપણે જ્યારે મેન્ટલી આપણે જ્યારે આખો દિવસ કામ કરીને થાકી ગયા છે તો આપણે સારી રીતે ફોન મોબાઈલ ડેટા એટલે કે જો વાઈફાઈની સુવિધા હોય તો આપણે સારી ક્વોલિટીની અંદર આપને વાઈફાઈ ને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરીને આપણે સારા એવા ગીતો સાંભળી શકીએ છીએ પિક્ચરો જોઈ શકીએ છીએ અને હું તો એવું જ કહું છું કે જેટલું આપણે વધારેમાં વધારે મોબાઈલ ડેટા કરતાં આપણા ઘરે વાઈફાઈની સુવિધા હોય ને તો આપણે સારામાં સારું એવું કામ આપણું પૂર્ણ કરી શકીએ છીએ આપરે મનપસંદ વિડીયો જોઈ શકીએ છીએ મનપસંદ પિક્ચરો જોઈ શકીએ છીએ બધી જ વસ્તુઓ કોઈ દિવસ એવું પણ હોય છે કે વરસાદની વાતાવરણની વાત કરીએ તો વરસાદના વાતાવરણની અંદર આપને ઘણી બધી તકલીફો પરે છે નેટવર્કનો પ્રોબ્લેમ હોય છે નેટવર્કની ઘણી બધી સમસ્યા હોય એના કારણે મોબાઈલની અંદર ઓન ડેટા બરાબર ચાલતા ના હોય તેના કારણે આપણે ઘણી બધી સમસ્યા થાય છે અત્યારના યુગની અંદર આપણે વાત કરીએ ને તો આપણે બધું જ કામ આપડે મોબાઇલની અંદર જ કરી છીએ માણસ ઉઠેથી ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી પોતાના મોબાઇલની અંદર સિડ્યુલ રાખે છે જે બહુ જ વધારે બધો જ આપણો જે ધંધો છે જે મોબાઈલ ઉપર જ ચાલે છે મોબાઈલના ડેટાનો ઉપયોગ કરીને જે વાઈફાઈ ને એને કારણે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફટાફટ આપણે વસ્તુ બી શેર કરી મોકલી આપીએ છીએ એના કારણે આપણું કામ પણ ફટાફટ થઈ જાય છે સમયની બચત થાય છે આ બધી વસ્તુનો આપણે ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કરતાં જ હોય છે પરંતુ ઘણી વાર એવી બધી સમસ્યાઓ પણ આવી જાય છે જેના કારણે આપણે આપણો ઉપયોગ નહીં પણ મળે અને આપણું કામ પણ અટકે છે ત્યારે આપણે ખરેખર એની સમસ્યાનો ઉકેલ લાવવા આપણે ઘણા બધા પ્રયત્નો કરી છીએ જેટલી જલ્દી આપરે એનો ઉકેલ આવી જાય તો આપણું કામ એટલું ફટાફટ થઈ જાય આપણે નેટવર્કની વાત કરીએ તો આપણે ગામડા વિસ્તારની અંદર હોય તો નેટવર્કનો બી પ્રોબ્લમ હોય છે પરંતુ હવે આપણો દેશ એટલો બધો વિકસિત થયેલો છે કે ગામના ખૂણે ખૂણે સુધી નેટવર્કનો ઉપયોગ થવા લાગ્યો છે આપણા પોતાના રોજીંદા જીવનની અંદર સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં થઈ ગયા છીએ એના કારણે આપણે ઘણી બધી વસ્તુઓ આપણે જાણવા મળે છે આપણા દેશની અંદર શું થાય છે બીજા દેશની અંદર શું થાય છે આ બધી જ વસ્તુઓ આપણને વાઈફાઈ છે મોબાઇલના ડેટા છે એના દ્વારા જે નેટવર્કિંગ જે સિસ્ટમ ચાલે છે એના દ્વારા આપણા પોતાના રોજિંદા જીવનની બધી જ વસ્તુ આપણે ઘરના એક ખૂણા પર બી બેઠા હોઈએ તો દુનિયાની બધી ખબરો રાખી શકીએ છીએ કે શું દુનિયાની અંદર ચાલે છે રાજકારણની નીતિની અંદર શું ચાલે છે શું થવાનું છે વરસાદ કેટલો પડવાનો છે વાતાવરણ બહારનો કેવો છે આપણે નજીકના એરિયાની અંદર કસે ખાવાનું ક્યાં મળે છે બધી જ વસ્તુ આપણા મોબાઈલની અંદર ઉપલબ્ધ હોય છે એટલે તો હું તો એવું જ કહું છું કે આજે વસ્તુનો અપડેટ છે એનો લોકો વધારેમાં વધારે ઉપયોગ કરશે અને વધારેમાં વધારે ઉપયોગ કરવાને કારણે આપણે નુકસાન પણ ઘણું બધું થાય છે પરંતુ આપણું કામ પણ સરળ બને છે લોકો એનો ઘણો બધો ઉપયોગ કરે છે સમય જતાં અમુક દિવસે એવું આવશે ને કે માણસ પથારીમાં બેઠા બેઠા જ પોતાનું કામ બધું જ પૂર્ણ કરી દે છે